જનરલી ચોવીસ કલાક વીજળીઓ હોય છે પરંતુ વરસાદની સીજનમાં ઘણીવાર વીજળીનો કાપ હોવાથી જીવનમાં ઘણી બધી અગવડતાઓ ઊભી થાય છે જેમ કે મનોરંજન ઘરના એસી બંધ થાય છે ગરમી લાગવી ગરમી લાગવી તેમજ જરૂરી જે કામ હોય છે એ કામ પૂરા નથી થતા મશીનરીનો ઉપયોગ કરતા હોઈએ કપડા ધોવાના મશીન નથી ચાલતા અને કામનો વધારો થઈ જાય છે એવી ઘણી બધી પ્રકારની અગવડતાઓ અમે અનુભવીએ છે